ગુજરાતની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓ અજમાવી શકે તેવી રચનાત્મક પ્રવૃતિઓ અને સાહસી રમતો કઈ છે ગુજરાતની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓ અજમાવી શકે તેવી રચનાત્મક પ્રવૃતિઓમાં ગુજરાતનાં ગરબા રાસ ભમરડો લખોટી એવી રમતો છે અહીંયાં રમતો એવી ઘણી બધી રમતો રમી શકાય તેવી છે પછી હિલ સ્ટેશનમાં જઈને ત્યાં ટ્રેકિંગ કેમપિન્ગ કરી શકાય તેવી પ્રવૃતિઓ છે જ્યાં સહેલાણીઓ મુલાકાત લેતી વખતે આનંદ અને મજા માણી શકે છે